હઅ હા બોલીએ હા મેમ અ તો જ્યાં આપણે ગવર્મેન્ટમાં સ્પોર્ટ છે ને તેના મોટી મોટી કંપનીઓ જ મોટા મોટા જે સર છે સરકાર છે તે બધા ફંડ આપે છે અને અલગ અલગ ટેક્નોલોજી સ્પોટ વિશે સમજાવે છે જેમ કે ટાટાની કંપની વેલ્સપેન પછી પૂનામાં સોયફવેરની બધી મોટી મોટી કંપનીઓ તે બધું આપણને પૈસા ફંડ આપે છે અને સ્પોર્ટમાં આગળ વધવાની આપણ ને ટેકનિકો આપે છે તેઓ નવી નવી ટેકનિકો કાઢે છે અને આપણું સ્પોર્ટમાં આગળએ જવાનું ટ્રાઈલ આપવા કે છે જેમ કે ખેલ મહાકુંભ સ્પોર્ટ ડેના દિવસ અલગ અલગ એ રાખવાની મેમ તમારી શાળામાં અલગ જ સ્પોર્ટ ડેમાં રખાય છેને રમતો તેમાં અલગ અલગ પછી યુનિસિટી રમવાનું પછી કોઈ નેશનલ લેવલે રમવા જવાનું એ બધા ફ્રંટ પાર કરીને આપણે ભારતની ગુજરાતની અલગ અલગ સિટીની મોટી કંપનીઓ આપણને ફંડ આપે છે તે ફંડના કારણે આપણે આપણી રમવા જઈ શકીએ છે નેશનલ લેવલે

આપણે ને સરકારમાં નોટિસ આપી શકીએ છે કે મારે વધારે આગળ જવું છે પછી તમે શાળામાં અલગ અલગ અ અલગ અલગ સ્ટેજમાં ભાગ લો છો રમતોમાં ભાગ લો છો જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તમે જેમ રમતા જાઓ છો તેમ જ તમારે તમારે સર ટીચરનું કોન્ટેક્ટ કરવું પછી તે તમને સહી નિર્ણય આપશે પછી તમે જે તમને અપને આપ પોતાની મહેનત પર તમને આગળ લઈ જશે અને એનો ખર્ચો તમે સરકાર પણ આપી શકે છે જ્યારે તમે બધા ફોમ કન્ફર્મ કરો છો ત્યારે તમારા આખો ખર્ચ ખર્ચો સરકાર અને કંપની નેશનલ લેવલ એ પણ લઈ જઈ શકે છે પણ તમે સારી રીતના રમવા જોઈએ ઓર કોઈ ક્વેસ્ચન

તેવું કોઈ જરૂર નથી સારું પણ આપણે જાતે એવું કરવું જોઈએ કે આપણાથી ધીમે ધીમે સારું થાય હા તમે એક હપ્તો સારું નહીં રમી શકો છો એ તમે પહેલાં શિક્ષક ટીચર જે પણ તમારા કોચ હોય છે તે તમને સરખી રીતના શીખવાડે છે હા તમને બે હપ્તા લેટ થાય પછી તમે જ્યારે શીખી જાઓ પછી તમે રેગ્યુલર મહિને કરોને એ તમારું સારું બને અને પછી તમે આગળ જઈ શકો છો થેન્કયુ